અમારું ગામ અરવલ્લી જિલ્લાનાં મોડાસા શહેરમાં ભજન મંડળી છે અને તેઓ રામજી મંદિર કુંભારવાડાના ઢાળ પાસે આવેલાં રામજી મંદિરમાં એ લોકો ભજન કિર્તન કરે છે અને સંગીતમાં હાર્મોનિયમ છે તબલાનો છે ઉપયોગ કરે છે અને આ રીતે એ લોકો દરરોજ સાંજે સંધ્યાકાળે ભજન મંડળીનું કિર્તન કર કરે છે અને બધા ભેગાં થાય છે